રાંધવા માટેની તો અમારી છે તો ઘરમાંમાં જે સારી એવી પદ્ધતિ છે તો ગુજરાતી ડિશીશ છે એ ગણીએ છીએ વિથ દાળ ભાત શાક રોટલી સર્વશ્રેષ્ઠ છે અમારા ગુજરાતનાં લોકો છે સૌરાષ્ટ્રના લોકો દાળ ભાત શાક રોટલી સંભારો અને ફૂલ ડિશ ગણવામાં આવે છે અલગ અલગ ડિશો ગણવામાં આવે છે એ સારી છે અમને રાંધણ કળામાં સારી શ્રેષ્ઠ અને ગુજરાતી ડિશ પણ ગણવામાં આવે છે